ઓફિસના મોટા સર માટે હું વુડલેન્ડમાં હોટલમાં સાઉથ ઇન્ડિયનમાં ઢોસા અને ઉત્તપમ લઈને આવી છું પણ બિલના રકમની વળતર મારે ઓફિસનાં એકાઉન્ટ વિભાગમાંથી લેવું છે તેના માટે બિલ મારે વુડલેન્ડનાં વેબસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ વુડલેન્ડ નડિયાદ ડોટ કોમમાં જઈને બિલ વિભાગમાં ખોલીને કાચી પાવતીનો નંબર એક બે ત્રણ ચાર નાખીને પાકો બિલ મારા ઈમેલ એડ્રેસ પ્રતિભા એ ધ રેટ જીમેલ ડોટ કોમ પર મોકલવો પડશે પછી તેમાંથી એની નકલ કાઢીને ઓફિસના એકાઉન્ટ વિભાગમાં જમા કરાવવું પડશે ત્યારબાદ જ મને વળતર મળશે